એ નવી વાનગી જાણવા માટે યુટ્યુબરને યુસ કરું છું યુટ્યુબમાં બધા બહુ નવી નવી વાનગીઓ અને નવા નવા રસોઈ માટે બહુ બધા અલગ અલગ અલગ શો ને બધું આવે છે તો એના માટે બધા પંજાબી ડિસિસ છે ગુજરાતી ડિસિસ છે મેક્સીકન છે ચાઇનીઝ છે એ બધી જ વાનગીઓ અલગ અલગ યુટ્યુબ પર આવે છે અને અલગ અલગ અલગ અલગ લોકો અલગ અલગ રીતે બતા બતાવે છે એટલે એમાંથી આપણને બધી અલગ અલગ રીત જાણવા મળે છે અને એમાં બધી જ ટાઈપની રસોઈઓ આવતી હોય છે એટલે બહુ જ નવું નવું જાણવા મળે છે તો એ બધું જોઈ જોઈને આપણને બનાવાની બહુ મેથડ અલગ અલગ ખબર પડે છે તો અને એના કૂકિંગ શો પણ અલગ બધા હોય છે બધી રીતના હોય છે તો યુટ્યુબમાં જોઈને બી તમે બનાવો તો કોઈ પણ નાના બચ્ચાઓ પણ બનાવી શકે કે મોટા લોકો બી બનાવી શકે કે તો કૂકિંગ જે ને નથી જ આવળતું બિલકુલ એ લોકો પણ યુટ્યુબ પર જોઈએ અને બનાવી શકે છે અને યુટ્યુબ પર એટલી સરસ રીતે મેથડ બના બતા બતાવે છે એ લોકો કે કે તમે કેટલું એનું પ્રમાણ લેવાનું શું લેવાનું છે કેવી રીતે કરવાનું છે તમે ચૂલા ઉપર કરવું છે તો અલગ રીતે બતાવશે ઓવનમાં કરવું છે તો અલગ રીતે બતાવશે એ બધી જ રીતે એ લોકો એટલું સરસ રીતે સમજાવે છે યુટ્યુબ પર કે તમે યુટ્યુબ પર જોઈને તમે એકદમ જ કોઈ બિલકુલ જ રસોઈ ન આવડતી હોય એ લોકો પણ બનાવી શકે છે એમ અને યુટ્યુબ પર એ એવું બી છે કે તમે એને ડાઉનલોડ કરીને તમે એ પણ કરી શકો છો કે તમે એને પછી જ્યારે પણ જોવું ત્યારે તમને ગમતી હોય એ વાનગી તમે ડાઉનલોડ કરીને સેવ કરી શકો તો એ પણ તમે પછી ગમે ત્યારે તમને જોઈએ ત્યારે તમે બનાવી શકો છો તમને કે જ્યારે મનપસંદનું ખાવાનું ઈચ્છા થઈ કે મને જે આ મેં ડાઉનલોડ કર્યું છે તો મને આ વસ્તુ આજે ઈચ્છા થઈ છે ખાવાની તો તમે તરત જ એમાં જોઈ અને તમે તરત જ એને બનાવી શકો છો અને એમાં એટલી સરસ બધી વાનગીઓ હોય છે કે તમે હેલ્દી પણ એટલું સરસ વાનગીઓ એમાં હોય છે કે તમે જે એના વિડીયો જોવો તો તમે તમારે વેટ લોસ બી કરવું હોય તો એના માટેની બી બધી અલગ અલગ રેસીપી હોય છે એના માટે પછી એનામાં જે સંજીવ કપુર છે કે જે તરલા દલાલ છે કે એ બધી જ મોટી મોટી હસ્તીઓના વિડીયો તમને જોવા મળશે તો એ લોકો મોટી મોટી હસ્તીઓના વિડીયો જે તમે જોઈને એના પ્રમાણે જે બનાવોને તો એમાં તમને બહુ સરસ રીતે એને સારી રીતે શીખવા બી મળે છે અને એ લોકોની રેસેપિ બધી એટલી સરસ સ્વાદિષ્ટ બને છે કે તમે એને ખાઈને બી એકદમ તમને બહુ સારું લાગે છે અને તમે બનાવો તો પણ તમે એમ થાય કે ના આ બધી વસ્તુઓ એકદમ પ્રોપરને સારી રીતે બનાવી શકો છો અને એ લોકોના પ્રેઝન્ટેશન બી એટલા સરસ હોય છે કે તમે એને કોઈ મહેમાન આપણા ઘરે આવે અને આપણે બનાવું હોય તો આપણને ન પણ આવડતું હોય તો પણ એને એવી સારી રીતે બનાવી શકો છો યુટ્યુબમાં જોઈને એટલે યુટ્યુબને અનુસરીને જે રસોઈ બનાવે છે એ બધી સરસ ને સારી રીતે બની જાય છે